સંગીત જલસાનાં આમંત્રણ માટે આભાર હું આ સમારોહમાં ભાગ લેવા માટે ઉત્સુક છું કૃપા કરીને આ આમંત્રણની તારીખ સમય અને સ્થળ અંગે વધુ માહિતી આપશો જેથી હું મારી હાજરીની તારીખ આપી શકું આભાર